પ્રથમવાર યોગક્રિયામાં બેસીએ ત્યારે આપણને થોડુંક કઠણ લાગે છે પછી જેમ જેમ આપણે યોગ કરતા જઈએ તેમ તેમ એમાં આપણને બહું ઈજી પડે છે કે જેમાં આપણને કોઈક આમ હળવાશ અનુભવાય યોગ કરવા બેસી જઈએ એટલે આપણે એમાં બેસી જ જઈએ એમાં બીજો કંઈ પ્રોબ્લેમ આવતો નથી પણ યોગની ક્રિયા જેમ જેમ તમે એમાં રોજરોજ બે મિનિટ બેઠા હોય પાંચ મિનિટ બેઠા હોય અડધો કલાક બેસો એમ એમ જેમ જેમ સમય જાય તેમ તેમ યોગક્રિયામાં બહું વિકાસ થાય છે કે જેમ તમે આજે તમે દસ મિનિટ બેઠા છો તો આવતી કાલે તમે પંદર મિનિટ બેસી શકો એ રીતે તમે કલાક પણ બેસી શકો બે કલાક પણ યોગમાં બેસી શકો એટલે એનો ધીરે ધીરે બહું વિકાસ થાય છે